મેં તાજેતરમાં ઓનલાઈન એક એક ડ્રેસ ખરીદ્યો અને આ અનુભવ ખૂબ જ પ્રેરણાદાયક રહ્યો છે અહીં કેટલીક ખાસિયાતો છે જો મેં ખરેખર આદર્યો એ ગુણવત્તા ડ્રેસની ગુણવત્તા મારી અપેક્ષાઓ કરતાં પણ વધારે છે પાડી દેવાયેલી ફેબ્રીક દ્વારા મને મજબૂત છે અને કાપડનો ટેક્ષચર લેચરી અનુભૂતિ આપે છે બે ડિઝાઇન ડ્રેસની ડિઝાઇન અત્યંત આકર્ષક અને આધુનિક છે સિલ્વરમાં જ રિપીટેડ કલર ક્લોકિંગ અને નમ્ર ડિટેલિંગ છે જે તેને વિશેષ બનાવે છે ત્રણ ફિટ આ ડ્રેસ સંપૂર્ણ રીતે ફિટ થાય છે જે મારી પાસે પૂરતી સ્થિરતા અને આરામ આપે છે કાપડની લવચીકતા અને ડ્રેસની આકૃતિમાં કોઈપણ પ્રકારનો અસુવિધા નથી ચાર ફિનિશિંગ ઇન્સ્ટીટ્યુશનનું કામ અને સિમોનિક કષ્ટ વિના બેગારું છે કોઈપણ પ્રકારનું છિદ્ર અથવા ખામી મળતી નથી જે આઉટફિટને બધું એકઝેક્યુટિવ લાગે છે પાંચ ઓડર અને ડિલિવરી ઓડર મૂકી અને ઓનલાઈન સ્ટેટ્સ ચેક કરવા માટે સુવિધા પણ સરળ અને સમયસર છે ઉત્પાદક દ્વારા પ્રદાન કરવામાં આવેલ સમયસર ડિલેવરી તરફથી મને ઘણો સંતોષ છે આગામી અનુભવ આ ખરીદી હું હું સંપૂર્ણ રીતે સંતોષ છું આ માટે હું પાંચમાંથી પાંચ રેટિંગ આપું છું જો તમે ઉચ્ચ ગુણવત્તાવાળી અને વાસ્તવિકમાં મોનડિંગ હીરાવાળી ડ્રેસ શોધી રહ્યા છો તો આ ડ્રેસ સંપૂર્ણ પસંદગી છે